હેલો ગુડ ઈવનિંગ

ઓકે ઓકે મેડમ આપણી પાસે છે ને ડિફરન્ટ ડિફરન્ટ કંપીનીના બધી કંપનીના લેપટોપ છે જે તમારું બજેટ છે સાહેઠ હજાર ત્યાં સુધીમાં ઘણા બેસ્ટ ઓપસન્સ છે આપણી પાસે હું જાણી શકું કે તમે કેશથી લેવા માંગો છો કે તમારે ફાઈનાન્સથી લેવું છે ઓકે ઈએમઆઈમાં આપણી પાસે બે ઓપ્સન છે જો તમે ક્રેડિટ કાર્ડથી પરચેસ કરવા માંગતા હો તો ક્રેડિટ કાર્ડથી કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી ક્રેડિટ કાર્ડથી ડાયરેક્ટ ઈએમઆઈ કરી આપશું અને જો ક્રેડિટ કાર્ડ નથી તમારી પાસે તો આપણી પાસે ફાઇનાન્સ જેવો ઓપ્શન પણ અવેલેબલ છે ડીફ્રન્ટ ડિફ્રેન્ટ તો તમારે ક્રેડિટ કાર્ડથી લેવું છે કે ફાઈનાન્સ લેવું મેડમ ઓકે ફાઇનાન્સમાં આપણે અલગ અલગ બેંક સાથે ટાઈ અપ છે ડોક્યુમેન્ટ્સમાં એમાં તમારે જનરલી એ તમારું આધારકાર્ડ તમારું પેનકાર્ડ અને તમારું લાસ્ટ સિક્સ મંથનો બેંક સ્ટેટમેંટ આટલી વસ્તુ જોશે હા આટલી વસ્તુ જોશે એટલે જે બેંકમ સાથે ટાઈ અપ છે બેંક એમ્પ્લોઈ ઈ આ અમારા શો રૂમ પર જ અવેલેબલ હોય તો એ જે બેંક એમ્લપોય છે એ તમને ઈઝીલી જે એમાં તમને ઈએમઆઈ કરી આપશે મેડમ તમે શો રૂમ પર આવજો હું અઈયાં જે આપણી પાસે મલ્ટીપલ કંપનીઝના લેપટોપ છે એ હું તમને બધાના સ્પેસિફિકેસન્સ ને બધુ બતાવીસ પછી તમે તમારી જરૂર પ્રમાણે તમે એમાં સિલેક્ટ કરી શકશો થેન્કયુ